હા જી મેમ હા જી મેડમ બોલો બોલો મેડમ હા અચ્છા મેડમ કર્યું છે પણ હવે શું તમારી ગાડીની ડિટેલ આપોને મને કઈ ગાડી હતી ઓકે જીજે ફિફ્ટીન સીએ ત્રિપલ સેવન થ્રી ઓકે ઓકે ઈન્ડિકા હતી નહીં અચ્છા ઓકે હવે મેમ તમે જે બજેટમાં મને વાત કરી હતીને એ બજેટમાં મેમ મેં જે કર્યું છે એ વેલ એન્ડ ગુડ છે મતલબ સારામાં સારી રીતે મેં મારી બનતી પ્રોસેસ બધી કરેલી જ છે હા પણ પણ મેડમ જ્યારે આપણી વાત થયેલી તમે મને ગાડી આપેલી હતી ત્યારે મેં તમને આ બજેટ માટે વાત કરેલી જ હતી કે મેડમ આટલી રિકવાયરમેન્ટ છે આ રીતનું છે આ રીતનું પેમેન્ટ થશે તો જ આ રીતે થશે એમ હવે તમે જે લીધેલું હતું સિલ્વર સિલ્વર માટે જે લીધેલું હતું એ આ જ રીતનું મેડમ હતું મેં તમને સમજાવેલું તો ખરી હવે આનાથી વિશેષ તો કંઈ ઓપ્શન છે જ નહીં એમ વોશ તો કરી જ હશે મેમ પણ અત્યારે શું છે રેઈની સિઝન છે મતલબ વરસાદની સિઝન છે ને તો એ એના કારણે શાયદ થઈ ગઈ હશે પાછી એવી હા હા જી મેમ કંઈ નહીં હવે હું જોઈ લઉં છું જો એવું હોયને તો સાંજે હું મારા કારીગરને મોકલી આપું અને તમારી ગાડી એમને આપી દેજો એ સાંજે અમે લઈને તમને કાલ તો બપોર સુધીમાં હું તમને પાછી રિટર્ન કરી દઈશ હા જી મેમ ચાલો હવે કાલ સુધીમાં તમે મને આજે સાંજે હું કારીગરને મોકલાવું છું તમે એને ગાડી આપી દેજો અને કાલ સુધી બપોર સુધીમાં હું તમને આ ગાડીનું કરાવી આપીશ પેમેન્ટ તમે મને ઓનલાઈન કરશો ઓફલાઈન ઓકે ઓકે જી મેમ કાલ બપોર સુધી હું તમને ગાડી આપી દઈશ પછી તમે પેમેન્ટ કરી દેજો ઠીક છે હા હા